મુસાફર બસ છે એ ડ ડીઝલ સંચાલીત હોય છે તેની અંદર એક ડ્રાઇવરની બેઠક હોય છે બાજુમાં એક બીજી સીટ હોય છે એની અંદર પણ બે ત્રણ જણા એના ડ્રાઇવરના કોઈ હોય તો એ બેસી શકે છે પછી આ ઓચિંતી આગ લાગે તો એનો સામાન મૂકવા માટેની એક જગ્યા હોય છે અને મુસાફરો બેઠા હોય એની બાજુમાં બારીઓ હોય છે ઉપર સામાન મૂકવાની બેઠક છાજલી હોય છે અને મેં બસમાં ઘણી મુસાફરી કરી છે જુનાગઢ નડિયાદ રાજકોટ ભાવનગર જામનગર ઘણી જગ્યાએ સોમનાથ વગેરે મુસાફરી કરી છે અને ડીઝલ દ્વારા સંચાલીત બસમાં બહુ જ સરસ કંમફર્ટેબલ હોય છે એસી અને નોન એસી બસ પણ હોય છે જેની અંદર વધારે સગવડતા હોય છે અને સ્લીપર બસ પણ હોય છે આ બધી બસ હોય છે